મારો જન્મ તારીખ અઠ્ઠાવીસ જુલાઇ બે હજાર એકનો છે મેં ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ઉત્તરાયણની ઉજવણી કરી હતી પંદર જાન્યુઆરીના હું પાવાગઢ ગયો હતો બાવીસ એપ્રિલ બે હજાર અઢાર મારી સ્કૂલનો છેલ્લો દિવસ હતો પંદરમી ઑગષ્ટ બે હજાર બાવીસના અમે અમારી કૉલેજમાં ધ્વજવંદન કર્યું હતું